હલો હા ભાઈ હા હા સ્વપ્નિલ બોલું છું હા હા પણ અરે પણ તમારી કેબવાળો હજુ સુધી આવ્યો જ નથી અરે ક્યાં ઊભા છો એટલે તમને મારૂં લોકેસન ખબર છે ને મેં એપ પર જે લોકેસન નાખ્યું છે ને ત્યાં જ બરાબર ઊભો છું પણ મારી વાત સાંભળો એ એક મિનિટ મારી વાત સાંભળો મારે એ બધા વિષયો ઉપર કોઈ ચર્ચા નથી કરવી મારી એટલી જ તમને વિનંતી છે કે તમે આ બુકિંગને કેન્સલ કરી દો અને કેમ એટલે યાર તમને ખબર છે તમે મને કહ્યું હતું કે દસ મિનિટમાં કેબ આવશે તમારી એપમાં એવું લખાઈને આવ્યું હતું ને હું અડધો કલાકથી અહીં ઊભો છું અને આ કેન્સલ નથી થતી એને કારણે હું બીજી કેબ બુક પણ નથી કરી શકતો અને તમે સામેવાળા માણસની પરિસ્થિતિ સમજો ને મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવામાં મને મોડું થઈ રહ્યું છે અરે વેટ કરો યાર તમે કેવી વાત કરો છો રાહ જોઉં ના નથી પાડતો પણ કેટલી તમારી રાહ જોવા માટેનો કોઈક નિયમ સમય તો હોય ને તમને ખબર છે આ તમારી એપ ખોલીને બેઠો છું ને આ ત્રીજી વાર મેં કમ્પલેન લોજ કરી છે કારણ કે જેટલી વાર ચેક કરું દર પાંચ મિનિટે મિનિટો બદલાઈ જાય છે અને પાંચ મિનિટ પછી મિનિટ ઘટવી જોઈએ એની બદલે મિનિટો વધતી જાય છે બે વખત તમારા ડ્રાઇવરને ફોન કર્યાં બંને વખત એણે મારા ફોન ન ઉચક્યા ત્રીજી વખત એ ફોન ઉચકીને કહે છે કે સાહેબ શું કરું બીજી વરધી પર છું અરે મારી ના નથી ભાઈ તમે બીજી ત્રીજી ચોથી પાંચમી ગમે એટલી વરધી કરો પણ તમે જ્યારે અહીંયા નક્કી કરીને સમય આપ્યો હોય તો એ સમયે પહોંચો ને અને જો એને વાર લાગવાની હોય તો મને પહેલેથી જાણ કરી દેવાય હું અહીંયા તમને ખબર છે જ્યાં બહાર ઊભો છું ત્યાં વરસાદ પડે છે પણ હું રાહ જોઈને ઊભો છું કારણ કે મને કહેવામાં આવે છે પાંચ મિનિટ દસ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ આમ કરતાં કરતાં લગભગ અડધો કલાક થવા આવ્યો અને પછી શું થયું તમને ખબર પંદર મિનિટ પછી એ કેબ કેન્સલ થઈ અને બીજા ડ્રાઈવરનો ફોન આવ્યો મને કહે સહેબ પેલી કેબ કેન્સલ થઈ ગઈ છે હવે હું તમને લેવા આવું છું ફરી પાછું એનું એ પ્રકરણ ફરી પાછું હું રાહ જોઈને ઊભો રહ્યો એની કેબ આગળ જ નથી વધતી જે લોકેસન પર બતાવી હતી કે દસ મિનિટમાં પહોંચશે એ જ લોકેસન પર હજુ ને હજુ ઊભી છે કે જ્યારે મેં ફોન કરીને પૂછ્યું તો કહે સાહેબ સિગ્નલ છે ટ્રાફિક છે હું શું કરું હા ભાઈ હા મને ખબર છે વરસાદ છે ને વરસાદમાં ટ્રાફિક હોય પણ સાહેબ કંઇક તો મુમેન્ટ હોય ને હું પણ જે રોળ પર ઊભો છું ત્યાં એવો ટ્રાફિક નથી કે માણસ એક ડગલું આગળ ન વધી શકે અને જો નહીં વધી શકતો હોય તો તમારે એ પ્રમાણે એસ્ટીમેટેડ ટાઈમ આપવાનો હોય ને કે આટલો સમય જશે હું અહીં ક્યારનો ઊભો છું તમે માત્ર મને એમ કહો છો કે હવે હમણાં પહોંચી જશે પાંચ મિનિટમાં પહોંચશે દસ મિનિટમાં પહોંચશે મારે આવી રીતે ક્યાં સુધી રાહ જોયા કરવી અરે છોડો યાર મારે તમારી જોડે કોઈ બીજું ડિસકસન નથી કરવું હું બસ એટલું કહું છું કે તમે તાત્કાલિક મારી આ કેબને કેન્સલ કરો અને હું મારી રીતના મારી વ્યવસ્થા કરી લઇશ અથવા બીજી કોઈ એપ્લિકેસન પરથી બુક કરાવી દઇશ બરાબર છે તમે હમણાં જ રદ કરો શું અરે મને એમાં શેના પૈસા લાગશે ભાઈ એ એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારો શેનો વાંક છે એમાં હું કેબ બુક કરાવીને ઊભો છું મારી કંઇ ભૂલ છે જે લોકેસન આપ્યું એ લોકેસન પર ઊભો છું તમે જે ટાઈમ આપ્યો એના કરતાં ત્રણ ગણો ટાઈમ થવા આવ્યો છતાં પણ હું એ રીતના ઊભો છું અને છતાં પણ તમારે કેબની રાહ જોઉં છું તો એમાં મારો મારો વાંક ક્યાં છે તો કેન્સલ કરાવું તો મને શું કામ ચાર્જ લગાવો છો તમે એમને ચાર્જ લગાવો ને તમારી એપમાં ભૂલ છે અથવા તો તમારા ડ્રાઈવરમાં ખામી છે જે સમયસર નથી આવ્યા અને સમયસર નથી આવ્યા એટલું જ નહીં નથી આવ્યા ત્યાર પછી કોઈ અપડેટ પણ નથી કે કેમ નથી આવ્યા અથવા મોડું થશે બે બે તો ડ્રાઈવર બદલાઈ ચૂક્યા છે તમારા અને જૂઓ ભાઈ હું મહેરબાની કરીને તમને કહું છું આ તમે રદ કરો કેબ જેથી કરીને હું બીજી કેબ બીજી એપ્લિકેશનમાંથી બુક કરાવી શકું આ તમારી એકમાત્ર એપ્લિકેસન નથી કે મારે આવી રીતના તમારી રાહ જોઈને ઊભા રહેવાનું હોય હા હવે આગળ વધ્યો છે હમણાં દસ મિનિટની આઠ મિનિટ બતાવે છે પણ એનું શું કરું તે આઠ મિનિટ આઠ મિનિટ રહી જશે આઠ મિનિટની સોળ મિનિટ થશે એટલે પાછો હું તમને ફોન કરીશ શું નામ છે તમારું હા અત્યારે તમે પ્રત્યુશભાઈ બોલો છો આના પહેલાં મેં ફોન કર્યો હતો ત્યારે કોઈ મહેશભાઈ હતા એટલે મારે ક્યાં સુધી ભાઈ બધા જોડે વાત કર્યા કરવાની અને આ કંઇ ભાઈ અમે કંઈ ફરવા નથી જતાં કે અમે આમ વરસાદમાં ચક્કર મારવા માટે કેબ બુક નથી કરાવી મારી આગળ બધી મિટિંગ્સ છે જે આને કારણે તકલીફમાં મૂકાઇ ગઈ છે ખબર છે મારા ઉપર ક્લાયન્ટના ફોન આવે છે આ બિઝનસ લોસ થશે એનું કોણ જવાબદાર એટલે જૂઓ મારી આ બધી કોઈ ચર્ચામાં મારે તમારી જોડે પડવું નથી હું બસ એટલું જ કહેવા માગું છું કે મેં કેબ કરાવી છે અને હવે એ કેબ તમે મહેરબાની કરીને કેન્સલ કરી દો અને જો હું બહુ સ્પષ્ટ કહું છું મારા કેન્સલેશનનો હું એક પણ રૂપિયો ચાર્જ નથી આપવાનો અરે યાર તમારી પાસે કોઈ જસ્ટિફાઈડ કારણ છે મારી પાસે ચાર્જ લેવાનું ના હોય તો સમજાવો મને તમારી એપ્લિકેસન તમારી કેબ તમારી સુવિધા તમારા કમિટમેન્ટ તમારા ડ્રાઈવર એ બધું ખોટું અને મારી પાસે શેનો ચાર્જ માગો છો મારો આમાં કયો વાંક છે મેં તો મારી પચીસ મિનિટ એકસ્ટ્રા આપી છે તમને મારે તમારે મને સ્પેસ્યલ કંઈ ડિસ્કાઉન્ટ આપવું જોઇએ કે સામા પૈસા આપવા જોઈએ ના ના પ્લીસ જૂઓ હું તમને રિક્વેસ્ટ કરું છું મારે હવે આમાં કાંઇ આગળ બોલવું નથી હું મારી રીતના માંરૂ બીજું બુકિંગ કરાવી લઇશ પણ મહેરબાની કરીને તમે હમણાં જ મારી કેબ કેન્સલ કરો મારે કોઈ ટુર વૂર પર તમારી એપમાંથી જવું નથી બરાબર છે મહેરબાની કરીને હમણાં જ કેન્સલ કરો ઓકે